આઠ હજાર નવ હજાર પાંચ દસ હજાર પચીસ એક લાખ એક હજાર એકસો અગિયાર બે લાખ નવ હજાર ત્રણસો પચાસ